હું શાકભાજી ઉગાડવાનું પસંદ કરીશ કારણ કે આપણે જાણીએ છીએ કે હાલના સમયમાં ખાતરોનાં વધુ પડતાં ઉપયોગથી અને દવાઓનાં વધુ પડતાં છંટકાવથી શાકભાજી ખાઇને લોકોને થતા ફાયદાની જગ્યાએ નુકસાન વધી રહ્યાં છે જેથી હું એવી રીતે શાકભાજી ઉગાડવાનું પસંદ કરીશ કે જે તેને અનુરૂપ વાતાવરણમાં ઉગે અને સંપૂર્ણ કુદરતી ખાતરનો ઉપયોગ કરીને તેને ઉગાડી શકાય જેથી કરીને શાકભાજી ખાવાથી મળતા તમામ લાભ લોકોને મળી શકે